મારું મનપસંદ પુસ્તક ગુજરાતી ભાષામાં નામાંકિત લેખક પન્નાલાલ પટેલ દ્વારા લખાએલું મળેલા જીવ છે તે નવલકથા પન્નાલાલ પટેલની ખૂબ જ પ્રખ્યાત નવલકથાઓમાંની એક છે તેના પરથી ઘણી ફિલ્મો પણ બની છે તેમજ તેના અનેક ભાષાઓમાં અનુવાદ પણ થયા છે આ નવલકથામાં એક નાનકડા ગામડામાં રહેતા એક યુવાન સ્ત્રી અને પુરુષની વાત છે તે બંને પાત્રો કાનજી અને જીવી નામ ધરાવે છે અને તેમની વચ્ચે સાતમ આઠમના મેળામાં મનમેળ થઈ જાય છે અને બંને એકબીજાને ખૂબ જ લાગણીથી ચાહવા માંડે છે પરંતુ બંનેની જ્ઞાતી અલગ હોવાથી કાનજી અને જીવીના લગ્ન થઈ શકે એમ નથી અંતે ખૂબ જ મનોમંથન પછી કાનજી એવું નક્કી કરે છે કે હું આ સ્ત્રી મારી નજર સામે રહે તેના માટે હું તેને મારા જ ગામના એક આધેડ પુરુષ સાથે પરણાવું એના કારણે તે મારી નજર સામે તો રહેશે ફક્ત જોવાનું જ જોવાના એક લાભ માટે થઈને તે પોતાની પ્રેમિકાને બીજે લગ્ન કરાવે છે તેમજ તે તે સ્ત્રી લગ્ન બાદ ઘણી જ દુખી થાય છે કારણ કે તેનો પતિ તેના ઉપર ખૂબ જ વહેમાય છે કારણ વગર કાનજી પણ પોતાની મર્યાદામાં રહે છે એ પારકા પુરુષની જેમ જ રહે છે છતાં પણ તેને તેની પ્રેમિકાની ચિંતા થાય છે કે મારી પ્રેમિકા મારા કારણે આ હાલતમાં છે તે એના તે તેના પતિનું આ બધું સહન કરી રહી છે તે ફક્ત મારા કારણે પછી અંતે એવું થાય છે કે ખૂબ જ વહેમાતા એક દિવસ જીવી પોતાના રોટલામાં ઝેર નાખીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે પણ તે રોટલો તેના બદલે તેનો પતિ ખાઈ જાય છે અને મૃત્યુ પામે છે અને જીવી પર આખા ગામની ખૂબ જ અપજશ મળે છે કે જીવીએ જ એના પતિને મારી નાખ્યો છે આવો આરોપ સહન ન થતાં કાનજી ગામ છોડીને જતો રહે છે અને પછી તે ખૂબ કૃષકાય થઈ ગયેલી મરણોપાત અવસ્થામાં આવી ગયેલી જીવીને પોતાના સાથે લઈ આવે છે અને તેને સાચવે છે આ નવલકથામાંથી એટલું જ જાણવા મળે કે જો માણસનો પ્રેમ સાચો હોય તો તે હંમેશાં કોઈ પણ ખરાબ સિચવેશન કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં પોતાના પાત્રને ક્યારેય છોડશે નહીં પોતાના પાત્રનો ક્યારેય સાથ નહીં છોડે તેની સલામતીની ચિંતા હંમેશાં પોતાની સલામતી કરતાં પ્રાથમિકતામાં રાખશે અતૂટ પ્રેમની આ કથા રજૂ કરે છે તેટલે જ આ પુસ્તક મારું પ્રિય છે